મારા ફુરસદના સમયમાં હું મોબાઈલનો ઉપયોગ કરું છું મોબાઈલની અંદર ગેમ રમતો હોઉં છું અથવા અમારા મિત્રોની સાથે અ તેમની સાથે રહેતો હોઉં છું મૂવી જોવા જતો હોઉં છું અને એવું લાગે ક્યાંક પર્યટન સ્થળ પર ફરવા જતો હોઉં છું આવી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે કરતા હોય છે કાં તો ફેમિલિ સાથે પણ બેઠો હોઉં છું જેથી મારા દાદા છે દાદી છે તેમની સાથે ઘણી બધી વાતો અથવા વાર્તાલાપ થતી હોય છે તેમાંથી કંઈ પણ જાણવા મળતું હોય છે અને મને નવી વસ્તુ જાણવાનો ખૂબ જ શોખ છે જેનાથી જ્ઞાન આવે અને આપણને ખબર પડે કે આ થી આવું કરવાથી આમ થાય છે જેથી મને નવી વસ્તુ જાણવાનો ખૂબ જ શોખ છે અને મારા નવરાશના સમયમાં મેં જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિઓ કરતો હોઉં છું